હલો દીપકભાઈ કેમ છો નમસ્તે મજામાંને હા હા બસ મજામાં આ વખતે મગફળી સરસ આપણે ત્યાં થઈ છે એટલે એનું એમ તો હું પૂછીને કહીશ તમને બધું બસો મણ તો ખરી એમ તો બસો ત્રણસો મણ તો ખરી એટલે એના માટે જ મારે તમને પૂછવાનું હતું હં એવું છે એટલે તો એવું હોય તો એમને કીધું કે તમને પૂછી લઈએ કે આ વખતે બધું ચાલુ છે ને પછી ને મિલ ચાલુ છે ને આપણી હા એ જ પૂછવાનું હતું કે ભાવ કેટલો છે શું છે કેટલો આપણે ત્રણસો

હા હા હા હા આપણે તો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત નીકળેલી છે આ વખતે એવું છે તો જે પ્રમાણે આપણે ભાવ હોય તમે મને પછી વ્હોટ્સએપ કરી દેજો હા ને એટલે તેલ જ કઢાવવાનું છે આપણે તો હા અમુક હા તેલ

અરે વાહ શું વાત છે હં હં હં બરોબર છે હં બરાબર છે હા એ જ ને બરાબર છે એટલે કંઈ નહીં તો હું છે તે અહીં મારા મજૂરને એ લોકો આવેલાં છે તો એ લોકોને પહેલાં જોવડાવું કેટલું થાય છે શું છે તે પ્રમાણે પછી હા બરોબર છે હા બરોબર છે એતો કંઈ નહીં એનું તો બધો બંદોબસ્ત કરેલો જ છે મેઈન મારે એ જાણવું પડશે કે કેટલી થઈ છે એના પ્રમાણે પછી આપણે ઓહોહો થેંકયુ ઓકે ઓકે સારું તો તમે મને વ્હોટ્સએપ કરી દેજો એટલે હું તમને પછી બધું જાણવું હોંને ઓકે ચાલો આવજો